હલો સ્વિગી કંપનીમાંથી હા જી હું સુરતથી નરેશ કાપડિયા બોલું છું મારા અમે એક ઓર્ડર પ્લેસ કર્યો હતો અને મારા પરિવારના માટે ભોજન મગાવ્યું હતું મને ખાતરી છે કે મેં એનું પેમેન્ટ કરી દીધું છે પણ એ ચુકવણી ખરેખર તમારે ત્યાં જમા થઈ છે કે નહીં એ મને સમજાતું નથી અને મેં એપ્લિકેશન પણ જોઈ વેબસાઈટ પણ મેં ખોલીને પ્રયત્ન કર્યો હતો તમે કૃપયા મને જણાવી શકો કે અત્યારથી લગભગ અડધો કલાક પહેલાં કરેલું મારું જે પેયમેન્ટ છે તે પેયમેન્ટ તમારે ત્યાં જમા થયું છે કે નહીં કૃપયા મને જણાવજો આભાર